અલ્ફા ટીવીએસ શો રૂમ બોલો કઈ ટીવીએસ હા હા કેશમાં લેવાના છો કે લોનમાં લેવાના છો બરાબર છે ગાડીની પ્રાઇસ બે લાખ છે

તમે કેટલા વર્ષનું કરવાના છો લોન બે વર્ષનું તો તમારે નવ ટકા વ્યાજ લાગશે અને એક હફતો તમારો આવશે આઠ હજારનો અને બે વર્ષ માટે ભરવા પડશે તેમાં તમારે પચાસ હજાર ડાઉન પેમેન્ટ કરવું પડશે પચાસ હજાર ડાઉન પેમેન્ટ કરીને દોઢ લાખની તમારી લોન થઈ જશે તો તમે ક્યારે લેવા માંગો છો થઈ જશે હાં ઓકે હાં તમારે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય પ્રૂફ લઈને આવવાનું રહેશે જેમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવાનો રહેશે